લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી એપીજે અબ્દુલ કલામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ગુજરાતી કવિ જેણે ડાંડિયો સામયિકની સ્થાપના કરી એવા કવિ નર્મદ નરસિંહ મહેતા જેણે જેણે પદો અને પ્રભાતિયાની સ્થાપના કરી હતી એવા કવિ પ્રેમાનંદ જેને માણભટ્ટ કહેવામાં આવે છે તેનું ઉપનામ માણભટ્ટ છે તેમણે આખ્યાનો અને આખ્યાનોની રચના કરી હતી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મહાન કવિઓમાં કવિ શામળ કવિ દયારામ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ભોજા ભગતના ચાબખા દિરા ભગતને કાફીઓ દયારામની ગરબીઓ શામળની પદ્ય વાર્તાઓ અખાના છપ્પા અખાના છપ્પા શહીદ ભગત સિંહ જેણે ભારત દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ભાગ કલ્પના ચાવલા જે અંતરીક્ષ યાત્રી છે